આમ તો સ્થાનિક કક્ષાએ રમાતી દરેક રમતગમતમાં હિંસાના બનાવો બનતા જ જોવા મળે છે જેમાં કે ક્રિકેટ હોય વોલીબોલ હોય કબડ્ડી હોય ખોખો હોય વગેરે વિવિધ ટુર્નામેંટો સ્થાનિક ક્ષેત્રે રમાતી હોય તો એમાં હિંસાના બનાવ તો જોવા મળતા જ હોય છે આ બધા હિંસાના બનાવોમાં સ્થાનિક કક્ષાએ અલગ અલગ લોકોની નિમણૂક કરવામાં આવે છે જેથી કરીને આવા હિંસાના બનાવો ન બને જેમકે આપણાં ક્ષેત્રોમાં ક્રિકેટ ટુર્નામેંટ રમાડવામાં આવતી હોય તો ત્યાં એમ્પાયર હોય તેમ જ સ્થાનિક કક્ષાના બે ત્રણ માણસોને મૂકવામાં આવે છે કે જેથી કરી કોઈ હિંસાના બનાવ બને તો તેઓ સંભાળી લેતા હોય છે અને જો કોઈ મોટો બનાવ બને તો સ્થાનિક કક્ષાએ પોલીસ ફરિયાદ કરવામાં આવે છે અને પોલીસના સહયોગ દ્વારા તે હિંસાનું નિવારણ કરવામાં આવે છે તેમજ કબડ્ડી વગેરે ટુર્નામેન્ટોમાં પણ રેફરીની નિમણૂક કરવામાં જ કરવામાં આવતી જ હોય છે અને સ્થાનિક કક્ષાએ પણ બે ત્રણ લોકોની નિમણૂક કરવામાં આવે છે જેઓ સંપૂર્ણ રીતે તે રમત પર ધ્યાન આપે છે અને કોઈ હિંસાના બનાવો ન બને તેની ખાતરી આપતા હોય છે અને તેમ છતાં પણ કોઈ બનાવ બને તો તે વિસ્તારના સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવે છે જેથી કરીને તે વિસ્તારના પોલીસો તે હિંસાત્મક પગલાનું નિરાકરણ લાવે છે આમ સ્થાનિક વિસ્તારમાં વિવિધ રમતોમાં થતી હિંસાત્મક પ્રવૃત્તિઓમાં સ્થાનિક કક્ષાની પોલીસ મહત્ત્વની ભૂમિકા ભજવતી હોય છે તેમજ સ્થાનિક કક્ષાએ સ્કૂલ કોલેજો વગેરેમાં પણ કોઈ ટુર્નામેંટનો આયોજન કરવામાં આવતું હોય કે કોઈ રમતગમતનું આયોજન કરવામાં આવતું હોય તો ત્યાં પણ રેફરી અમ્પાયરો વગેરેની નિમણૂક કરવામાં આવતી હોય તેમ જ અમુક સર ટીચરો વગેરે પણ તે પ્રવૃત્તિ ઓ પર ધ્યાન આપતા હોય છે જેથી કરીને કોઈ હિંસાત્મક પ્રવૃત્તિ ન થાય અને જો કોઈ હિંસાત્મક પ્રવૃતિ થાય તો તેનું નિરાકરણ સ્થાનિક કક્ષાએ કરવામાં આવે છે અને એ સ્થાનિક કક્ષાએ તેનું નિરાકરણ ન થાય તો પછી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવે છે આવી રીતે સ્થાનિક કક્ષાએ રમત ગમત ક્ષેત્રે થતી હિંસાત્મક બાબતોનું નિરાકરણ કરવામાં આવતું હોય છે જેથી કરીને વિવિધ રમતોમાં શાંતિ જળવાઈ રહે